જો વાત રહી જીવનમાં રમત ગમતની તો જીવનમાં રમત ગમત દરેક બાળક દરેક માટે ખૂબ જ જરૂરી છે કેમકે જો રમત ગમતનાં કારણે જ આપણું બાળક આગળ આવે છે એને એનામાં ખબર પડે કે મારામાં શું હું સારી રીતે કરી શકું છું એનાં કારણે એમાં સ્કિલ ઇમ્પ્રુવ થાય છે જેથી બાળક ફિટ એન્ડ ફાઇન રહે છે સમસ્ત આમ સ્વસ્થ ને હેલ્દી રહે છે એટલે રમત ગમતનું ખૂબ જ મહત્ત્વ છે અને ભારતમાં રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે છે ને અલગ અલગ જાતના પ્રોજેકટો ઉપર કામ કરવું પડે જેથી બાળક ઇવેંટો કરવા પડે જેથી અલગ અલગ ઇવેંટ કરે ને જેથી બાળકોને બોલાવવામાં આવે કે જો આ ગેમ છે ને એમને બતાવવામાં શીખવાડવામાં આવે એના માટે એના ક્લાસીસો કે એના શિક્ષણ હેઠળ એનું કાર્ય કરવું પડે તેથી રમત ગમત ખૂબ જ આગળ વધે અને તેના ઉપર બાળકને રુચિ વધુ કરી શકે તે